મને જે મારી આડોશ પાડોશમાં પાંચ નામ યાદ છે એ પ્રમાણે દેવજીભાઈ મયુરભાઈ વિશાલભાઈ અનિલભાઈ રામજીભાઇ આ બધા સંપૂ્ણ બસ